આમતો ધર્મની વાત કરીએ તો રોજિંદા જીવનમાં ધર્મનો બહુ વધારે ઉપયોગ છે ધર્મમાં આપણે પૂજાપાઠમાં વધારે માનીયે છે એના લીધે આપણે જીવનમાં વધારે સુખશાંતિ થાય છે જેમકે મુસલમાન લોકો મસ્જિદમાં જાય છે પછી પંજાબી લોકો ગુરુદ્વારામાં જાય છે બધાનો ધર્મ અલગ અલગ હોય છે પણ ભારતમાં કોઈ ધર્મમાં માનતું નથી બધાનો ધર્મ એક જ છે આમ માનીયે છે અને પૂજાપાઠથી કેવા જઇયે તો લોકો વધારે પ્રસન્ન થાય છે